શાળાઓમાં મધ્યમ સ્તરના વિષયો ભણવામાં આવે છે જેમ કે ગુજરાતી અંગ્રેજી હિંદી ગણિત વિજ્ઞાન અને સામાજિકને લગતાને વિષયો અને શિક્ષકો પણ સારા જ હોય છે જે પોતે પહેલેથી શિખેલાં હોય છે અનુભવી હોય છે અને ઘણી વખત વિદ્યાર્થીઓ માટે મદદરૂપ પણ બની શકે છે તેઓ વિદ્યાર્થીઓ જીવન જરૂરિયાત બાબતો પર ઘણી વસ્તુ શીખવતાં હોય છે અને અન્ય એ કે વિષય ઉપર વધારે મહત્ત્વ આપવામાં આવે છે કેમ કે બાળકનું ભવિષ્ય વિષયો ઉપર જ બનેલું હોય છે જેમ કે સમાજને લાગતું ઘણું બધું એવું વિદ્યાર્થીઓના જીવનમાં જોવા મળે છે જે વિષય ઉપરથી તેઓએ શીખેલું હોય છે